હલો ગોરી ગેસ સર્વિસ હાજી મારે એક્ચુલી ગેસની બોટલ અને સિલિન્ડર મારે બુક કરાવવું હતું હું ફોરેન હતો હમણા બે થી ત્રણ વર્ષ પછી પાછો આવ્યો છું એટલે હવે મારે ગેસની બોટલની જરૂરિયાત ઉભી થઈ છે એ માટે મારે સિલિન્ડર બુક કરાવવાનું હતું મારું ગ્રાહક ઓળખપત્ર એ સાત નવ શૂન્ય એક પાંચ સાત આઠ ચાર છે અને મારું સરનામું સત્તર ત્રિલોકીનાથ સરખેજ અમદાવાદ હાજી હવે મને આ એડ્રેસ ઉપર ક્યારે અને કેટલા વાગે સિલિન્ડર મળી શકે એમ છે એ માટે આપ જાણ કરશો જેથી મારી કાર્ય અને પ્રક્રિયા થોડું સહેલું થઈ શકે